ટેક્નોલોજી એ પરિવહન ઉદ્યોગને ઘણી બધી મદદ કરી છે બસ ટ્રેન ફ્લાઇટ પરિવહન માટે વપરાતી એપ ટેક્સ્ટ બુકીટ કરાવવી ટિકિટ બૂક કરાવવી અત્યારે ઘણું બધુ ઈજી બની ગયું સરળ બની ગયું છે અત્યારે આપણે ફોનમાંથી જ ઘણી બધી એપ રેડબસ જેવી એપ છે ટ્રેન માટે પણ ટ્રેનનાં ઓનલાઇન સ્ટેટસ જોઈ શકાય છે તેમાંથી ઓનલાઇન આપણાં એકાઉન્ટમાંથી આપણે ઘરે જ રીઝર્વેસન કરાવી ટિકિટ બૂક કરાવી શકાય છે પછી ફ્લાઇટ માટે પણ તેવી રીતે છે આપણે ફ્લાઇટમાં પણ અત્યારે ઘરે ઓનલાઇન આપણા ફોનમાંથી જ બૂકિંગ કરાવી સુટેબલ ફ્લાઇટ અને તે બધુ જોઈ શકીએ છે અને જે ઘણું બધુ હેલ્પફૂલ રહે છે આપણે ત્યાં જ જવાની જરૂર રહેતી નથી આપણો ટાઇમ પણ બચે છે ટિકિટ અવેબિલીટી બધુ આપણને ત્યાં જ જોઈ શકાય છે જેથી આપણો કયા દિવસે ક્યાં જવું તે એડવાંસ બૂકિંગ કરાવી અને આપણો બધું જ કરાવી શકીએ છીએ જેથી એડવાન્સમાં આપણને જવામાં પણ સરળ રહે ફાસ્ટટેગ એ પણ અત્યારે ઘણું ઉપયોગી છે જેથી આપણે જ્યાં ટોલટેક્સ પર ગયા પછી સહેજ પણ આપણો ટાઇમ બગાડયા વગર સીધું જ ઓનલાઇન ફાસ્ટેગથી આપણે ઘણું બધુ ટાઇમ પણ બચી શકે છે જે ઘણું સારું રહે છે આપણને એમાં ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે જેમકે અમારે અત્યારે નડિયાદ બુથ રઘવાણા બુથ પર અમને ઓનલાઇન અમે પાસ કઢાવીએ છીએ તે ઘણું સસ્તું પડે છે ત્રણસો રૂપિયાનો મંથલી પાસ હોય છે અને ડેઈલી ટિકિટ એની પચાસ થી સો રૂપિયા જેવી હોય છે જે અમે ડેઈલી ડેઇલી પાસમાં અમને ત્રણસો રૂપિયામાં જ અમારા આખા મહિનાનો પાસ નીકળી જાય છે જે અમને ઘણું સસ્તું અને સરળ પણ પડે છે અને અમારો ટાઇમ પણ ડેઈલીનો બચે છે જે અમને ઘણું સારું રહે છે